હા મારા વિસ્તારમાં ઘણી બધું રમતો રમાય છે જેમ કે ખોખો કબડ્ડી વોલીબોલ ક્રિકેટ બેડમિન્ટન એવી ઘણી બધી રમતો રમાય છે અને તે પણ સારી રીતે રમાય છે પરંતુ અમારા અહીં સારી રીતે રમાય છે અને સારી એવી ટુર્નામેન્ટનું આયોજન પણ થાય છે પણ ત્યાં સારા મતલબ કે સિલેક્ટેડ અધિકારીઓ આવતા નથી બધા લોકો એકદમ રસપ્રદ રીતે ભાગ તો લે છે પણ પછી તેમને ઉપર લઈ જવા માટે પ્રોપર માર્ગદર્શન આપનાર કોઈ મળતું નથી હમારા અહીંયા ઘણા બધા એવા પ્લેયરો છે જે આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય લેવલ સુધી પણ પહોંચી શકે છે પરંતુ તેમને સંપૂર્ણ માર્ગદર્શન કોચિંગ જેવું મળી રહેતું નથી તે છતાંય પ્રોપર સાધનો રમવા માટે મળી રહેતું નથી બધા પ્લેયરો ખાલી ઘરગથ્થુ જ એમ ઘરગથ્થુ રમે છે અને ગામની ટુર્નામેન્ટો જ રમે છે તેઓને ઉપર લઈ જવા માટે કોઈ માર્ગદર્શક નથી મળતું હવે કેરમની વાત કરીએ તો કેરમ ફક્ત અમારા ઘરગથ્થુ જ રમાય છે તેની ટુર્નામેન્ટ રમાય છે પરંતુ પછી તે ટુર્નામેન્ટમાંથી જે જીતે તેને ઉપર લઈ જવા માટે એને ઉપર લઈ જવા માટે કોઈ માર્ગદર્શક કોચિંગ એવું નહિ મળે કોચિંગ મળતું નથી કોચિંગ મળતું નથી અને તે છતાં કેરમ રમાય તેવો એવો સ્પોર્ટ્સ ક્લબ પણ નથી પછી વાત કરીએ વોલીબોલ હવે અમારા એરિયામાં એક હાર્નિક પટેલ કરીને પ્લેયર હતો તે ઇન્ટરનેશનલ લેવલ સુધી રમી આવ્યો હતો પણ કંઈક ઇસ્યુ આવતાં કંઈક એમના ફ્રેન્ડસે કંઈ ખોટું કર્યું પછી તે વોલીબોલ રમવાનું જ છોડી દીધું અને પછી તે પણ ગામડે ક્રિકેટ રમવા લાગી ગયો વોલીબોલ એકદમ છોડી દીધું કંઈક તો થયું હશે એના હાથમાં તો જ તો એને છોડી મૂક્યું આવું બધું ચાલ્યા કરે છે

તો સિલેક્ટર લોકોને એટલી જ વિનંતી કે તમે લોકો સરખા પ્લેયરને લઈ જવું તો આપણું ઇન્ડિયન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ટીમમાં ચોક્કસ આપણું નામ બનશે પછી બેડમિન્ટનની વાત કરીએ તો બેડમિન્ટન પણ રમાય છે ટુર્નામેન્ટ પણ રમાય છે પણ ત્યાં પણ સેમ એવું કોચિંગ ને કોઈ ક્લબ નથી બેડમિન્ટનના આમ તેમ એવા ઘણા બધા પ્રોબ્લમોનો સામનો કરવો પડે છે ખૂબ નડતર છે આવું બધું